હા કોણ બોલો હા

હં હા હા ચોક્કસ તમારે શેમાં તમારે શું તમને શેમાં ઇન્ટરેસ્ટ છે તમારે શું લેવું છે અને કેવી ટાઈપનું તમારે સુરતમાં કે ગુજરાતમાં ફરવું છે એ પ્રમાણે સુરત આમ તો છે ને ગુજરાતના ચાર મોટા શહેરો છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે રાજકોટ છે તો તમારે કેવી વસ્તુઓ લેવી છે એ પ્રમાણે આપણે નક્કી કરીએ કે તમે ક્યાં જઈ શકશો

જો સુરત માટે તો એવું કહેવાય કે ટેક્સ્ટાઈલનું આખા ભારતમાં સેવનટી પરસન્ટ ટેક્સટાઇલ સુરતથી જ જાય છે એટલે સુરતમાં તમને બધું મળી શકે પણ એને માટે તમારી પાસે સમય જોઈએ કારણકે આ બધી વસ્તુઓ છે ને તે આપણે ટેક્સટાઇલ માર્કેટમાં લેવા જવું પડે અને અહીંની માર્કેટમાં ઘણી બધી દુકાનો છે અને એ દુકાનોમાં ફરીને તમને જે વસ્તુઓ લેવી છે તો એ તમારે ત્યાં શોધી ને લેવી પડે મને એવું લાગે કે તમે અહીં અઠવાલાઇન્સ કરીને એક એરિયા છે તો ત્યાં એક સારી હોટલ છે ક્રિષ્ના કરીને એમાં તમે બે ત્રણ દિવસ રે રહી લો અને પછી હું તમને તમારા આ નંબર ઉપર છે ને તે એ અમારે ત્યાં બોમ્બે માર્કેટ કરીને એક જગ્યા છે ત્યાં આ આ બધાં ટેક્સટાઇલ યુનિટોની નાની રેટેલ નાની નાની દુકાનો છે તો એમાં તમે ફરશોને તો તમને તમારી જોઈતી વસ્તુ મળી જ જશે અને ઘણી સસ્તી કિમતે મળશે તો તમે ત્યાં ફરી શકો છો તો તમે એ કરો અને બીજું તમે સુરત આવ્યા છોને તો અહીંનો લોચો ખાવાનો તો ભૂલતા જ નહીં તમે કોઈ રિક્ષાવાળાને કહેશો ને કે કોઈ જાની ફરસાણ લઈ જાવ તો તમને લઈ જશે ને ત્યાં તમે ચોક્કસ લોચો ને ખમણ ખાજો જ અને તમે અહીં બહુ વખણાય હા હા હા એ છે ને તે અહીં જ્મનાદાસ ઘારીવાલા કરીને છે અને તમે જો તમારા ફોનમાં ગુગલમાં નાખશોને તો સુરતમાં ત્રણ એરિયામાં એની દુકાનો છે અને તમને જો તમે ફરતા હોવને તમે કોઈ પણ રિક્ષાવાળા ને બી કહેશોને સુરત બહુ જ સ સેફ આપણે કહી શકાય શહેર છે તો તમને સરસ રીતે એ લોકો લઈ જશે દુકાને અને અહીની ઘારી ખાસ લેજો અને બીજી વસ્તુ આ સિઝનની અંદર અમારે ત્યાં ખાજા પણ લોકો બહુ ખાય તો એ ખાજા પણ તમને મળી જશે કદાચ જાનીમાં મળશે તો તમે એ પણ ખાઈ શકશો

બે મિર્ચી હા તો તમે આ બધું લઈ જજો

ગો ગોપી તલાવ બહુ સુંદર જગ્યા છે અને તમે સાંજે છ વાગ્યા પછી જશોને તો ત્યાં આગળ રોશની ને જે કર્યું છે તો તમને મજા આવશે અને સવારે વહેલાં ઊઠીને તમે જઈ શકો કારણકે તમે પૂનાના છો એટલે દરિયો તો તમને ગમશે જ તો અમારે ડુમસમાં સરસ દરિયો છે અને દરિયો જવા કરતાં સુરતીઓ માટે વધારે સરસ ત્યાં ભજીયા મળે છે તો ત્યાં તમે ટામેટાના ભજીયા ખાજો મજ્જા આવશે તમને હં જો સુરત માટે તો કહેવત છે કે કાશીનું સુરતનું નો જમણ અને કાશીનું મરણ એટલે હું તો એમ કહું સુરત આવો એટલે બધું ખાવાની જ વસ્તુઓની વાત આવે ને ખાવું જ જોઈએ સુરત આવો એટલે બરાબર ને તમે ક્યાંય પણ અટકો કંઈ પણ તકલીફ હોય તો મને ફોન કરજો હું તમને એ જગ્યાએ ગાઈડ કરીશ અત્યારે હું છે ને સુરતમાં નથી એટલે હું તમને મળી નથી શકતી પણ તમે ક્યાંય પણ તમે અટકો તો મને કહેજો હું તમને મદદ કરીશ હં આભાર આભાર ચોક્કસ ચોક્કસ ચોકસ હા હા હા આવજો